બાળકનું મન નાના છોડ જેવું હોય છે એટલે એને જેમ વાળીએ તેમ વળે છે અને જો બાળક ગુજરાતમાં રહેતું હોય તો તેમને તો તેને ગુજરાતી ભાષામાં જ શીખવવું જોઈએ કારણ કે તે ગુજરાતમાં રહે છે અને તેનો પરિવાર છે તે ગુજરાતી બોલે છે એટલે જો તેને ગુજરાતી કરતાં બીજા માધ્યમમાં મૂકવામાં આવે તો તેને તે ભાષા શીખવવામાં ખૂબ તકલીફ પડે છે પરિણામે એવું થાય છે કે બાળક જ્યારે મોટું થાય છે ત્યારે તે ન તો ગુજરાતી સરખું બોલી શકે છે કે ન તો અન્ય ભાષા સરખી બોલી શકે છે ઘણી વાર એવું પણ બન્યું છે કે જે બાળક ગુજરાતી ભાષા શીખ્યું હોય તે મોટું થઈને બીજી ભાષા શીખીને ખૂબ ઉત્તમ રીતે બોલી શકે છે અને મારું કહેવાનું એમ છે કે ગુજરાતી ભાષા સિવાય પણ જો બાળકને માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે તે ખૂબ ઉત્તમ રહે છે કારણ કે બાળક માતૃભાષામાં સૌથી વધારે પોતાના વિચારો પોતાનાં મંતવ્યો ખૂબ સુંદર રીતે વ્યક્ત કરી શકે છે બીજી ભાષામાં તેને એ માટે ખૂબ તકલીફ પડે છે